મેં જ્યારે ઓનલાઇન માર્કેટિંગ એપમાંથી મેં મારી નીજી પ્રોડક ઇસ્ત્રી ખરીદી હતી ઇસ્ત્રી એકદમ ખરાબ પ્રકારની ઇસ્ત્રી મને આપવામાં આવી હતી એ ઇસ્ત્રીનો જે લૂક હતો એ બિલકુલ ખરાબ હતો કલર પણ ખૂ બિલકુલ ખરાબ હતો જ્યારે ઇલેક્ટ્રિક સાથે ચાલુ કરી દઇએ ત્યારે એકદમ એકસાથે ગરમ થઇ જતી હતી અને જ્યારે પ્રેસ કરતા કપડાં ત્યારે કપડાં બાળી નાખતી હતી આવી આ પ્રોડક હતી